નર્મદા જીલ્લામાં કૃષી માટે ખાસ કરીને અમારા ગામમાં ખેતી વાડી કરવા માટે આવે છે કપાસ ગુવાર બાજરી ઘઉ ડાંગર એવા અનેક પ્રકારના ખેતી કરવા માટે આવે છે ઉપર વરસાદ બે હજાર ચોવીસનો વરસાદ એટલો વરસ્યો છે કે એમાંથી અમને પાક મળે એવું નથી અને ખોટ જાય એવું છે તો અમને કપાસમાં થોડો સારો ભાવ મળે તો સારું એવું અમે વિચારીએ છે